હા મને લાગે છે વેપાર શુરુ શરૂ કરવા માટે મોટી મૂડીની જરૂર પડે કારણ કે વેપાર ફેલાવવા માટે મૂડીની વધારે જરૂર પડે